ગુજરાત રાજ્યની અંદર પણ વિવિધ ધર્મો ધરાવતાં લોકો રહે છે જેમ કે હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઇ પારસી આપસ મેેં સબ ભાઈ ભાઈ તો ગુજરાતમાં આ બધાય સહ અસ્તિત્ત્વની ભાવના ધરાવે છે હિન્દુનો તહેવાર હોય બેસતું વર્ષ તો મુસ્લિમભાઈઓ પણ ઉજવે છે મુસ્લિમની કોઈ ઈદ હોય કે કોઈ બીજા તહેવાર હોય એ હિંદુભાઈઓ પણ રંગેચંગે ઉજવે છે હિન્દુમાં કોઈ પાડોશીમાં રહેતાં હોય એને કોઈ હિન્દુની દીકરીને લગ્ન કરાવે તો મુસ્લિમ ભાઈઓ એને લગ્ન પણ કરાવી આપે છે એ જ રીતે કોઈ બીજા સમાજની પણ કોઈ જરૂરિયાત હોય તો એક સમાજ બીજા સમાજને તહેવારોની અંદર અને બધી રીતે સહ અસ્તિત્ત્વની ભાવના ખૂબ ધરાવે છે અને ક્યારેક એવી ઘટનાઓ પણ બની જાય છે કે લોકોનું ધાર્મિક ભાવના દુભાય છે પણ એ બહુ જૂજ હોય છે પણ લોકો એ સહનશીલતાથી એકબીજાના આદર કરીને એકબીજાને સહકાર ધંધાની અંદર પણ ગુજરાતીઓમાં ગુજરાતની અંદર મુસ્લિમો કે કોઈ બીજા દે ધર્મના લોકો પણ એની અંદર ઇન્વૉલ્વ રહીને સહકારથી કામ કરે છે સંઘર્ષ કરે છે અને ગુજરાતની અસ્મિતાને ટકાવવા માટે ખૂબ મહેનત કરે છે એટલે સબ ગુજરાતી ભાઈ ભાઈની ભાવના સાથે લોકો કાર્ય કરે છે